મારા પિતા અને દાદાજી પાસેથી મને સાંભળવા મળ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલ કે એ લોખંડી પુરુષ કહેવાયા અને આપણા ભારતના જે ઘડનારા છે એ કહેવાયા છે કે જેમણે પાંચસોને બાસઠ જેટલા દેશી રજવાડાઓ ને વિલીનીકરણ કરવાનું ભગીરથ કાર્ય એમણે કર્યું છે અને લોખંડી પુરુષ પણ એટલા માટે કે એમના જેટલી સહનશક્તિ છે એમનામાં જેટલી સૂઝબૂઝ છે કે એમનામાં જેટલા ન્યાયિક ગુણો છે એ કદાચ આપણને અન્ય નેતાઓમાં આટલા સારા જોવા ન મળે જેટલી ન્યાયની વાતો સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા થઈ છે એટલી અન્ય કોઈ પાસે નથી